ગુજરાતની મુલાકાતની વાત કરું તો ત્યાંના મુસાફરો ની તો વાત થાય એવી જ નહીં કારણ કે સૌથી બુદ્ધિશાળી અને સૌથી જો તમને હસાવે તો એ ગુજરાતના જ લોકો છે અને ત્યાંના બેન્ડની વાત કરું તો જે સૌથી વધારે બેન્ડ ગમ્યું એ છે રમેશ બેન્ડ એના કલાકારો ને જે એના જે વાજા વગાળ્યાવાળા છે એ સૌથી જબરદસ્ત છે અને મને એ સૌથી વધારે ગમ્યું અને જો લોકપ્રિય કલાકારોની વાત કરું તો એમાં સૌથી મારો ફેવરેટ હોય જે મને ગમ્યો એ છે રાકેશ બારોટ જે સૌથી સૌથી આમ એમનું ગાવાનું બહુ સરસ છે અને એમના જે ફેવરેટ ગીતોની વાત કરું તો એ છે તું કેતી તી સાયબો મારો સૌથી સારું એવું ગીત એમણે બનાવ્યું છે તો મને એ સૌથી વધારે ગમ્યું છે